અરે છોકરી બીમાર છે ઈતો સમજયા પણ ઘરના કામ આમ મારે ઘરના કામ કોણ કરે તો પછી તમે રજા લઈ લ્યો તો બે હજાર ત્રણ હજાર મારા ઘરમાં પણ દિકત હાલે છે તમને ખબર તો હશે તો છે તો પછી હું તમને કેમ આપું તમને ખબર તો છે પાછી ચાલશે પણ ભરોસા વાલા માણસ હોવો જોઈએ તો ચાલે તમારી જેમ ભરોસામંદ હોયતો તો પણ કેમેરો છે પણ કોક વાર કેમેરો ખરાબ થઈ જાય તો પછી મારે તો જવાબદારી મારે તો બીવી પડેને થાય ઘરમાં તો પૈસા તો હું બે હજાર ત્રણ હજાર તો ના આપી શકું પચીસસો જેવા આપી શકું વધારે નો આપી શકું પાંચસો પચ્ચીસસો તો દઈ દઉં ત્રણ હજારનો દઈ શકું હું તમાર બીજે કામ કરતાં હોઇ અહીં જ પૂછાવી લોને પાંચસો રૂપિયાની વ્યવસ્થા કરી દઈ તો હું પચીસસો તો દેવા તૈયાર છું હા હા સારું છોકરી બીમાર એટલે તો વ્યવસ્થા કરી દઇશ વાંધો નહીં સારું સારું હા